ટ્યુબવેલ ટ્યુબવેલ એટલે મોટર પહેલાના જમાનામાં બધાં ખાસ કરીને કુવાઓમાંથી ક્યાંતો તળાવોમાંથી પાણી વાપરતાં હતાં પરંતુ અત્યારે ખાસ કરીને કુવાઓમાંથ કુવાઓમાંનું પાણી ઓછું વાપરે છે ઘણાં ગામોમાં હજુ પણ કુવામાંનું પાણી વાપરે છે પણ કુવામાંનું પાણી ઘણું ઓછું વાપરવામાં આવે છે ખાસ કરીને મોટરોમાંથી લોકો પાણી વાપરે છે અને કેટલાં ઘણાં ઘરોમાં ફિલ્ટર પાણીની સુવિધાઓ થાય છે કુવામાંથી પહેલાં પાણી કાઢવાનો હવે મુશ્કેલ બને છે કારણ કે જેમ કે કુવામાં કુવામાંથી પાણી કાઢવા માટે પહેલાં તો કુવામાં એક દોરડા વડે માટલું અથવા કંઈ ડોલ બાંધતા હતા અને તે રીતે કુવામાંથી પાણી ખેંચતા હતાં હળબળદ વડે પણ કૂવામાંથી પાણી કાઢતાં હતાં પરંતુ તે અત્યારે ઘણું અઘરું બને છે તે માટે હવે મોટરોની સુવિધા સરકાર દ્વારા થઈ છે સરકાર દ્વારા મોટરો ખોદવામાં આવે છે અને તે મોટરોની સુવિધાથી આપણે ઘણી સહેલાઈથી પાણી કાઢી શકીએ છીએ જેમકે આપણે મોટર ખોદીએ અને તેનાથી આપણે પાણી કાઢીએ એક સ્વીચ પાડવાથી મોટરોમાંથી પાણી નીકળી આવે છે લાઇટ ન હોય ત્યારે પાણી ન નીકળે પરંતુ આપણને જ્યારે પણ પાણીની જરૂરત હોય ત્યારે આપણે પાણી કાઢી શકીએ છીએ આપણે મોટરોમાં પાણી સેવ કરી શકીએ છીએ અને તે પાણી આપણને જરૂર હોય ત્યારે વાપરી શકીએ છીએ કુવાઓમાંથી પાણી આપણને ઘણીવાર ઉનાળામાં વધુ ગરમી પડવાના કારણે પાણી મળી શકતું નથી પરંતુ તે સુવિધાઓ આ સુવિધાના કારણે આપણને ઉનાળામાં પણ પાણી મળી રહે છે અને આપણને જ્યારે જરૂર હોય ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ હવે બધાં ખાસ કરીને મોટોરોના જ ઉપયોગ કરે છે મારા ઘરે પણ મોટર જ છે હું અમારે ત્યાં પણ મોટરમાંથી જ પાણી આવે છે અને અમે એક સ્વીચ પાડવાથી ઘરે પાણી આવી જાય છે અને અમે પણ ઘણુ બધું પાણી સેવ કરી મૂકીએ છે જેથી કોઈ વાર લાઈટ ન હોય ત્યારે અમને કામ પડે જરૂર પડે ત્યારે અમે તે પાણીનો ઉપયોગ કરીએ છીએ અને અત્યારે ખાસ કરીને ઘણી જગ્યાએ મોટરોની સુવિધા છે શહેરોમાં ખાસ કરીને ફિલ્ટર પાણીની સુવિધા છે અને શહેરોમાં મ્યુનીસીપાલીટીનું પણ પાણી આવે છે સરકાર દ્વારા બધી જગ્યાએ પાણીની ઘણી બધી સુવિધાઓ કરવામાં આવી છે અને બધાંને અલગ અલગ રીતે પાણી મળે છે અમને મોટર રીતે મળે તો કોઈને ગામડામાં કુવા રીતે મળે એમ બધી જગ્યાએ અલગ અલગ રીતે પાણીઓ મળી રહે છે